હા મારા ઘરે હું મહેશ બોલું છું માર ઘરે પ્રસંગ છે તો મેં કેટરિંગ વારાને ઓડર આપ્યો છે છસો માણસનું રસોઈનો હવે મેં એને પૈસા ગૂગલ પે કરી દીધા છે તો મને ખબર નથી કે એને મળ્યા છે કે નથી મળ્યા કંઈ કે એને મને સામે કોઈ જવાબ હજી આપ્યો નથી કે પૈસાની ચુકવણી થઈ છે કે નથી થઈ તો મારે એ પૈસા જો જાણવા માટે એનામાં જાણવા માટે હું શું કરું કે મને ખબર પડે કે મારો ઓડરના પૈસા મળ્યા છે કે નથી મળ્યા તો એની કોઈ એપ્લિકેશન છે કે વેબસાઈટ છે તો મને એ પ્લીસ હોય તો મને જણાવો